ગુજરાતી ભાષા એ ગુજરાતમાં રહેતા લોકો માટે તે તેમની માતૃભાષા છે ગુજરાતી ભાષા એ ઘરે ઘરે બોલતી ભાષા છે બાળક જ્યારે જન્મે ત્યારથી તે ગુજરાતી ભાષા બોલવાનો ઉપયોગ કરે છે ગુજરાતમાં અને અમદાવાદમાં ઓલ ઓવર ગુજરાતમાં એવા કેટલાય લોકો રહે છે જે અલગ અલગ ગુજરાતી ભાષા બોલે છે મહેસાણવી ભાષા સાબર કાંઠા ભાષા પ્રોપર ગુજરાતી ભાષા વગેરે